કલા અને હસ્તકલામાં રોકાએલા લોકો સોસિયલ મીડિયાના મંચે અમોને એવી રીતે મદદ કરી છે કે અમે યૂટ્યૂબ પર અનેક અલગ અલગ જે અલગ અલગ વિડિઓ જોઈ અને એમાંથી પણ અમે નવી આર્ટ અને ક્રાફ્ટ એવ અલગ અલગ રીતે અમે એમાંથી પણ બધી વસ્તુઓ બનાવી છે જેમકે હાથના પંજા બનાવ્યા છે મોજામાંથી અલગ ઢીંગલા ઢીંગલીઓ બનાવી અને સારી રીતે બધાને આવ બાળકોને અમે બનાવતા શીખવીએ છીએ અને એમાં નવી અલગ અલગ રીતે કેવી રીતે બધાં રમકડાં બની શકે અને બધાંને સમજ પડે એવી રીતના યૂટ્યૂબ પર અમને બધી સમજ પડે છે